યોગ ક્રિયામાં સામેલ થવાથી મારી માનસિક અને ભાવનાત્મક આરોગ્ય પર તો કહેવા જઈએ તો મારી માનસિક સંતુલન જે હતું પહેલાં કરતાં અત્યારે એમાં સુધારો આવ્યો છે હું શાંત થઈ ગયો છું પહેલાં મારે તરત જ મને ગુસ્સો આવી જતો હતો દરેક દરેક નાની નાની વાતમાં બી ગુસ્સો આવી જતો હતો હું સમજવા નહોતો માગતો યોગ કરવાથી મારી માનસિક સંતુલન સારી થઈ છે હું મારા જીવનમાં શાંતિ આવી છે યોગ કરું તો સવારે શાંતિથી જપ લઉં તો હું શાંતિથી વિચારી શકું છું મારી માનસિક આતુરતા બી વધી છે વિચારવાની જે ક્ષમતા હોય એ બી વધી છે ભાવનાત્મક કહેવા જઈએ તો ભાવનાત્મક બીજા પ્રત્યે મારી ભાવના બી વધવા લાગી છે પહેલાં મને કોઈ માણસ જોડે વાત કરવી બી નહોતી ગમતી હવે માણસ જોડે હું વાત કરી શકું છું એમની સાથે હું ભળી શકું છું પહેલાં હું કોઇની સાથે ભળી બી નહોતો શકતો હવે હું તેમની સાથે ભળી બી શકું છું એમની સાથે વાત કરવી હોય તો વાત બી કરી શકું છું શાંતિથી એમની એમને બી સમજી શકું છું હું પોતાને બી સમજી શકું છું યોગા કરવાથી મને ખાસો બધો મને ફરક પડ્યો છે મારા માનસિકતામાં અને ભાવનાત્મકતામાં માનસિકતા બી જરૂરી ભાવનાત્મક તો સમજ્યા કે ભાવનાત્મક તો આપણે લઈ શકીએ છે પણ માનસિકતા માટે મારે ખૂબ જ જરૂરી હતી કે યોગ કરવી જરૂરી છે યોગ કરીને મારી માનસિકતામાં સારો એવો પ્રભાવ આવ્યો છે